ગુજરાતમાં મોટે ભાગે તો ગામડાઓ જ છે પણ હવે શહેરો પણ ડેવેલોપ થાય છે અને બંનેની સંસ્કૃતિમાં તો ખૂબ તફાવત છે જેવી રીતે કે માન્યતાઓ ગામડામાં અમુક વાર તહેવારે અમુક ઉપવાસ કરવાના હોય છે અમુક પૂજા કરવાની હોય છે જ્યારે શહેરમાં લોકો નોકરી કરતાં હોય છે એટલે આ બધું કરી શકતાં નથી વળી ગામડામાં જઈએ તો કોઈપણ જાતની તકલીફ થાય તો ઘરગથ્થું દવા એટલે કે આયુર્વેદિક દવાઓ વાડામાં ઉગેલી તુલસી આદું વગેરે ફૂદીનો એવું નાખીને તેનો ઉપયોગ કરે કેટલીક વાર ઝમરૂખીના પાન વાટીને દાંતમાં દબાવી દે કે લવંગ દબાવી દે છે જ્યારે શહેરમાં જો દાંત દુખે તો લોકો ડેંટીસ્ટ પાસે દોડી જાય છે એટલે આમ જોવા જઈએ તો ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં તો ઘણો તફાવત છે જ પણ હવે ધીમે ધીમે ગામડામાં પણ શહેરનો વાયરો વાવા માંડેલો છે વળી કલ્ચર જોવા જઈએ તો ગામડામાં ફળિયા સિસ્ટમ હોય છે એટલે ગામમાં ફળિયામાં કોઈ મહેમાન આવે તો આખું ફળિયું ઓળખતું જ હોય છે અને એકબીજાને મળવા જાય છે એકબીજાને એકબીજાના સગા વહાલાને મળે છે જ્યારે શહેરમાં તો ફ્લેટમાં રહેતા હોય બારણું બંદ હોય છે તો પડોશી કોણ છે એની પણ ખબર પડતી નથી વળી પડોશમાં કોઈ ગુજરી ગયું હોય તો પણ કંઇ ખબર પડતી નથી એટલે સૌથી મોટો આ તફાવત ગામડામાં જોવા જેવો છે આખા ગામમાં કોઈ બીમાર થાય કોઇની ઘરે સારો પ્રસંગ આવે તો આખું ગામ કે આખું ફળિયું ભેગું થઈ જાય છે વળી નવરાત્રી ગણપતિ ગોકુળ અષ્ટમી કે દિવાળી જેવા તહેવારો આખા ગામના લોકો ભેગાં થઈને ઉજવે છે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે અને ગામમાં એકબીજાની ખેતીમાં કે એકબીજાના કાર્યમાં મદદ કરે છે ગામડાના લોકો એકબીજાના ઓળખતા હોય નહીં એમના સગાઓને પણ બહું સારી રીતે ઓળખતા હોય જ્યારે શહેરમાં આ વસ્તુનો ખૂબ અભાવ છે શહેરમાં જ્યારે કોઈ તહેવાર આવે એટલે લોકો મેળો કે હોટેલ એન્જોય કરતાં હોય છે એ લોકો એકબીજાને ઘરે જવાનું ઓછું પસંદ કરતાં હોય છે કોઈ એક જ સ્પોટ પર બધાં પિકનિક મનાવવા જતાં હોય એમ ભેગાં થાય છે જ્યારે ગામડામાં તો બધાં પોતપોતાના ઘરની વિશિષ્ટ વાનગીઓ લઇને આવે અને બધાને નવી નવી વાનગીઓ ચાખવા મળે જ્યારે શહેરમાં તો હોટલનું જ ખાવાનું હોય છે એટલે આમ તહેવારો જોવા જઈએ તો પણ ખૂબ ફરક પડતો હોય છે વળી ગામડાના લોકોનું કલ્ચર એકબીજાને મળે તો અભિવાદન પણ સારું કરે ભેટે એકબીજાને મળવાનું આનંદદાયક થઈ જાય જ્યારે શહેરમાં લીફ્ટમાં જો સાથે થઈ ગયાં હોય તો કયા ફ્લોર પરનો છે કે આ કોણ છે એ પણ જાણવાની કોઈ પરવા કરતું નથી પોતપોતાના ફોનમાં મસ્ત રહે છે અને એક બાબતમાં મને એવું લાગે છે કે ગામડાનાં લોકો અને શહેરનાં લોકોમાં સામ્યતા હવે આવી રહી છે આમ તો ગામડાના લોકો જો ખેતી કરવા જાય ત્યારે એમને અનુકૂળ હોય તેવો પોશાક પહેરતા હતાં પણ હવે ગામડામાં અને શહેરનાં લોકો ફેશનેબલ કપડાં શર્ટ પેન્ટ સ્ત્રીઓ પણ પેન્ટ શર્ટ ટી શર્ટ વગેરે પહેરતી હતી પણ હવે ગામડા અને સ્ત્રીઓમાં તફાવત ફક્ત કપડાની બાબતનો ઓછો થતો જાય છે કારણ કે ત્યાંનાં ગામડાના લોકો પણ આધુનિકતાને અપનાવવા માંડ્યા છે જ્યારે શહેરમાં લોકોને હવે સાડી પહેરીને મેરેથોન દોડવા જેવી હરિફાઇઓ થાય છે એટલે સાડી પહેરવી વગેરે પણ થાય છે આમ ગ્રામીણ વિસ્તાર જોઈએ અને શહેરી વિસ્તાર તો વાતાવરણનો ખોરાકનો અને એકબીજાની સાથેની બોલવાની રીતભાતનો દરેક રીતે તફાવત પડે છે ગામડાનાં લોકો ખૂબ પ્રેમથી તરત જ હળીમળી જાય છે જ્યારે શહેરના લોકો સોફેસ્ટીકેટેડ બોલવા પહેલા પણ બે વાર વિચાર કરે છે સામેવાળાનું સ્ટેટ્સ જુએ છે અને પછી બોલે છે જ્યારે ગામડાના લોકો પોતાના મનની વાત ખૂબ સરળતાથી કહી દેતાં હોય છે આમ ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં મોટો તફાવત છે જ